હલો સાંભળને હવે હું સુરત શહેરમાં રહેવા આવી છું બરાબર તો મારે અહીંનું આધાર કાર્ડ કરાવવું છે મારે એડ્રેસ અહીંનું સુરતનું કરાવવું છે તો કેવી રીતે કરાવીશ તને કંઈ ખ્યાલ છે મારે એની ઓફિસે બધા જ ડોક્યુમેન્ટ્સ લઈને જવું પડશે તને કંઈ ખ્યાલ હોય તો કહે ને પ્લીઝ જરા અચ્છા ઓફિસે જવાની જરૂર નથી ઓનલાઇન થઈ શકસે તો ઓનલાઈન કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે ફોટોગ્રાફસ ડ્રાઇવિંગ લાઇસેન્સ કે બીજા કયા ડોક્યુમેન્ટ્સ એ ત્યાં અપલોડ કરી લઈશું ઓકે અચ્છા તો તુરંત જ થઈ જશે તો તો હું આજે જ કરાવી દઈશ